બગીચામાં રોપેલા છોડ અને વૃક્ષોને વિકસેલા જોઈને મને ઘણી આનંદની લાગણી થાય છે આના ફાયદા હવે વૃ વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઈડને શોષી લે છે અને ઓક્સિજન આપે છે જેથી શ્વાસોચ્છ્વાસ દ્વારા ઓક્સિજન ગ્રહણ કરતાં મનુષ્ય સહિત બધા જ જીવોને વૃક્ષ ઉપયોગી સાબિત થાય છે વૃક્ષ ઘણાં પક્ષીઓ માટે ઘરનું કામ કરે છે ઘણાં પક્ષી વૃક્ષ ઉપર બે માળો બનાવીને રહે છે ચકલી કાબર બગલા બુલબુલ વગેરે જેવાં પક્ષીઓ વૃક્ષો ઉપર પોતાના માળા બનાવીને રહે છે પોપટ લક્કડખોદ ઘુવડ જેવા પક્ષીઓ વૃક્ષનાં થડમાં કે લાકડાંમાં બખોલ કરીને રહે છે વૃક્ષ ઉપર જે ફળ આવે છે એ ઘણાં પક્ષીઓનો ખોરાક છે ઘણાં પક્ષીઓ આ ફળો ઉપર નભતા હોય છે ઘણાં વૃક્ષો મોટાભાગના પક્ષીઓનો ખોરાક પૂરો પાડે છે તેનું આ વર્ણન છે